સોશિઅલ મીડિયા પર ડેફિનેટલી હું વીડિયો બનાવું છું અને હું ડાન્સર છું તો મને ડાન્સ અને નૃત્ય કરવાનો બહુ જ શોખ છે અને બધા નવા ગીતો જૂના ગીતો બધા અને આજનો જમાનો રિમિક્સનો છે તો રિમિક્સના ગીતો પર બનાવીને હું વીડિઓ મૂકું છું અપલોડ કરું છું રીલ્સ હોય છે ત્રીસ સેકન્ડની રીલ્સ હોય છે ત્રીસ સેકન્ડના રીલ્સના ડાન્સના વીડિયો બનાવું છું જેની અંદર લિપસિન્ક કરીને તમારે ડાન્સ પર્ફોમન્સ આપવાનું હોય છે અને એની સાથે સાથે મારી યુટૂબ ચેનલ પણ છે અને આ યુટૂબ ચેનલની ઉપર મારા એક રીલથી વધારાના વીડિઓ પણ છે બધા અલગ અલગ ડાન્સ ફોર્મમાં છે જેની અંદર બોલિવૂડ છે બોલિવૂડથી લઈને પોપિંગથી લઈને બધા જ અલગ અલગ ટાઈપના મેં મૂક્યા છે જેની અંદર ઇન્ડિયન ટ્રેડિશનલ ડાન્સનો પણ ઉપયોગ કરું છું અને બધા જ ગીતો હું જાતે જ કોરિયોગ્રાફી કરીને બધા ડાન્સના વીડિયો મૂકું છું અને આ વીડિયો મુકવાનું મને એટલું બધું ગમે છે એનું કારણ છે કેમ કે એટલા સારા મને વ્યુઝ મળે છે આટલા સારા ફોલોવર્સ બની ગયા છે લોકો મને ઓળખવા લાગી ગયા છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે તમારા ડાન્સને તમારા નૃત્યને તમારી કળાને તમે દરેક સુધી પહોંચાડી શકો છો તો આ એક ખૂબ જ સરસ અને બેસ્ટ માર્ગ છે એક એટલો સરસ પ્લેટફોર્મ છે કે જેની અંદર તમે તમારી કળા બતાવી શકો છો અને લોકો સુધી પહોંચી શકો છો તો મેં મારા નૃત્યની આ એક જે કૃતિ છે એ બધી જગ્યા એ હું પહોંચાડું છું એનાથી મને ઘણા બધા કામો પણ મળે છે અને મારી પ્રશંસા થાય છે અને લોકોને મારા વીડિયો બહુ જ પસંદ આવે છે અને હું ખૂબ જ ખૂબ જ ખૂબ જ એને આનંદ લઉં છું ખૂબ જ એન્જોય કરું છું